મારો મનપસંદ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની છે કારણ કે તેઓ ખૂબ જ સારા ક્રિકેટર છે અને ખૂબ જ સારી ક્રિકેટ રમે છે કારણ કે તેઓ ક્રિકેટ જગતમાં બધાના દિલો ઉપર રાજ કરે છે કેમકે તેઓની રમવાની સ્કિલ અને તેમની રજૂઆત જે ક્રિકેટમાં તેઓ કરે છે તે ખૂબ જ પ્રશંસનીય અને ખૂબ જ સારી છે જેમકે તેઓ જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે તેઓને જોઈને બધા અવાક રહી જાય છે જેમકે જ્યારે તેઓ સિક્સ મારે અથવા ક્રિકેટમાં કોઈ દી એમ બેટિંગ કરવા માટે ઉતરે ત્યારે તેઓ ખૂબ જ આમ કોન્ફિડન્સમાં હોય છે તેમજ ખૂબ જ સારી રીતના બેટિંગ કરે છે અને માત્ર બેટિંગ જ નહીં તેઓ ફિલ્ડિંગ પણ ખૂબ જ સારી કરે છે તેમના જેવું ક્રિકેટ વલ્ડમાં કદાચિત કોઈ હોઈ શકે છે કારણ કે તેઓ ખૂબ સારી રીતના ક્રિકેટર સંગાથે તેઓ ફિટનેસ પણ ખૂબ જ સારી ધરાવે છે અને તેઓ ફિટનેસ પણ મેન્ટેન કરીને રાખે છે અને કોઈને પણ નિંદા નથી કરતાં તેમજ ખૂબ જ સારી આદતોને ખૂબ જ સારું મોટિવેટેડ તેમના પાસેથી લઈ શકાય તેમ છે તેઓ બેટિંગ પણ સારું કરે છે અને ફિલ્ડિંગ પણ સારું કરે છે જ્યારે તેઓ ફિલ્ડિંગ કરે છે ત્યારે તેઓ વિકેટ કીપીંગ અને અન્ય વસ્તુઓ કરે ત્યારે એ ખૂબ જ સારી રીતના અને ખૂબ અદભૂત રીતના કરે છે જેમકે તેઓ જ્યારે પણ વિકેટ કીપીંગ કરતાં હોય ત્યારે તેઓ ખૂબ જ સારી રીતના જમ્પ મારીને ગમે એવો ટફ હોય તેઓ કેચ પકળી લે છે અને તેઓ જે બેટિંગ કરતો હોય તે ખિલાડીને આઉટ કરી નાખે છે તે માટે તે ખૂબ જ સારી રીતના બહુ સારા માણસ છે અને હું તેમને જો મળીશ તો એમને પૂછીશ કે તેઓ તેમની જીવન આટલું સરસ રીતના કઈ રીતના જીવે છે અને કેવી રીતના એ ઈન્સપીરેશન મને આપી શકે છે અને તેમના જીવનના વિશે હું ખૂબ માહિતી અને મોટિવેશન લઈશ